ગુરુજી હું તમને એ પૂછવા માટે ફોન કર્યો છે કે તમે અમને કથકમાં આજે શું નવું શીખવાડશો ઓકે ગુરુજી હા હા સર અમે કાલે થોડીક તિહાઈ આમદ અને કવિત વિષે પ્રેક્ટીસ કરી હતી તિહાઈમાં એક દો તીન ચાર ગિનતીની તિહાઈ આમદમાં તા થૈ થૈ તત અને તરંગમાં ધા તક થું ના અને કવિતમાં મુરલી કી ધૂન સુન તેનો રિયાઝ કર્યો હતો ના ગુરુજી ધન્યવાદ ગુરુજી